વર્તમાન પ્રવાહોથી માહિતગાર રેવા માટે આજે ગણીએ તો ફોટોગ્રાફી પ્રદર્શનોમાં આજે માહિતી મેળવવી ખૂબ જ જરૂરી છે તેના દ્વારા આપણને ઘણી માહિતી મળતી હોય છે હવે ફોટો ની વાત કરીએ તો બોમ્બે બોમ્બેમાં ઘણી ફોટોગ્રાફી થાય છે તેના ફોટોગ્રાફી પ્રદર્શનો થાય છે તેના દ્વારા આપણને ઘણી માહિતી મળતી હોય છે એક આપણે ઉદાહરણ તરીકે લઈએ તો ક્રિકેટ ક્રિકેટ જ્યારે કોઈ પણ દેશની કે દેશ વચ્ચે ક્રિકેટ રમાય છે તો ત્યારે એના ગ્રાઉન્ડ ઉપર મોટી ફોટોગ્રાફી થતી હોય છે પ્રદર્શનો થતાં હોય છે અને એના દ્વારા આપણને ઘણી માહિતી મળતી હોય છે ફોટોગ્રાફીમાં આપણે ઘર બેઠા ત્યાં આપણે જઈએ તો આપણને જે માર્કેટમાં શું ચાલી રહ્યું છે તેના તેના વિષેની આપણને માહિતી મળતી હોય છે સોના ચાંદીના વિષે માર્કેટિંગમાં શું છે તેના વિષેની પણ માહિતી મળતી હોય છે ફોટોગ્રાફીથી આપણને એ પ્રકારની માહિતી મળતી હોય છે ગેલેરી એમાં તે જ રીતે ગેલેરીમાં પણ હાજરી આપીએ છે ફોટોગ્રાફી તો ફોટોગ્રાફીમાં બીજે વાત કરીએ તો આ બોમ્બે પછી દિલ્હી એમાં પણ મોટા ફોટોગ્રાફી થાય છે અને તેની માહિતી આપણને મળે છે